કહેવાય છે ને કે માણસના જીવનમાં સમય એકધાર્યો આવતો નથી ક્યારેક તડકો તો ક્યારેક છાંયો આવે જ છે હા મારે પણ ક્યારેક સમયમર્યાદાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ઘણી વાર ઘરથી બહાર પણ જવું પડ્યું હતું તે વખતે પરિવારથી છૂટું રહેવું ધીરજ રાખવી દાંપત્ય જીવન ટકાવી રાખવું અને પત્નીને સમજાવવા પરિવારને સમજાવવા ને એ બધી વસ્તુઓ આપણે એકબીજાના આદાનપ્રદાનથી વિશ્વાસથી આપણે કરી શકીએ અને એ જ રીતે આપણે વિખરાયેલા ટૂકડાને ભેગા કરવા એ બહું કઠીન કાર્ય હતું અને એ આપણે પાર પાડી શક્યા છીએ